રાષ્ટ્રભાષાનું પોતાનું એક મહત્ત્વ છે જેમ કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે આખા દેશને તે જોડે છે જ્યારે મારી માતૃભાષા ગુજરાતી એ ગુજરાત પ્રદેશ પૂરતી અને ગુજરાતી લોકો પૂરતી સીમિત છે એવું કહી શકાય કે અગર સંસ્કૃત આપણી તમામ ભાષાઓની માતા છે તો હિન્દી મોટી બહેન છે અને ગુજરાતી એની નાની બહેન છે હિન્દી મોટી બેન એટલા માટે છે કે દેશમાં બહુ બધા રાજ્યોમાં વિસ્તારથી અને ખૂબ મોટી વસ્તી હિન્દી બોલે છે લખે છે વાંચે છે અને એ સાંભળે છે તેની સરખામણીમાં ગુજરાતી એક નાનકડો પ્રદેશ છે એ અનેક રાજ્યોમાંનું એક રાજ્ય છે અનેક ભાષાઓ આપણા દેશમાંની બાવીસ ભાષાઓમાંની એક ભાષા છે પણ તે મારી ગુજરાતી છે એ મારી માતૃભાષા છે બાળપણથી એ ભાષા દ્વારા હું જીવનને સમજતો થયો છું બોલતો અને લખતો થયો છું તો તો હિન્દી અને ગુજરાતી બંને એક જ પરિવારની અને બે બહેનો હોવાને લીધે સૌથી સરળ એ રહે છે કે ખબર જ નથી પડતી કે આપણે વાત કરતી વખતે કેટલા બધા હિન્દી શબ્દના પ્રયોગ કરીએ છીએ તેવી જ રીતે મારે અગર હિન્દીમાં વાતો કરવાની હોય તો એમાં હું ગુજરાતીના શબ્દોનો મિશ્રણ પણ કરી દેતો હોઉં છું અને તે અનાયાસે થઈ જતું હોય છે તો આ એવું છે કે એક જ પરિવારમાં બોલાતી જાણે કે બંને ભાષાઓ છે ગુજરાતીમાં એની પોતાની એક ખૂબસુરતી છે એ એની નજાકત છે અને કેટલાય એવા ગુજરાતી શબ્દો કે એવા વાક્યો રચનાઓ હોઈ શકે કે જે કદાચ હિન્દીમાં પણ ન મળે પણ એ તો એની ખાસિયત છે અને સદીઓથી બોલાતી આ ભાષા છે અને ગુજરાત જ્યારે આપણા દેશની અંદર તો આપણા રાજ્યો પણ હવે ભાષા પ્રમાણે બન્યા મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર બન્યું અને ગુજરાત બન્યું તે ગુજરાતી ભાષા બોલનારી પ્રજા તરીકે ગુજરાત બન્યું એટલે ગુજરાતીનું ગુજરાતી હોવાનું કે ગુજરાતી બોલવા લખવાનો ગૌરવ એ મારે મન હંમેશાં વિશેષ બાબત રહી છે